અમે જયારે ભણવા જતા હોઈએ છીએ ત્યારે સ્કૂલમાં સ્કૂલ પણ નાની હોય છે એમાં ટેબલો પણ નાના હોય છે ત્યારે અમે નીચે બેસતા હોઈએ છે અમારા કપડા પણ ખરાબ થઈ જતા હોય છે અને જયારે શિક્ષકો બે શિક્ષકો હોય છે ત્યારે એમાંથી એક આવે અને એક ના પણ આવે તો એતો બસ અમ અમારા ગામમા બસ ના હોવાના કારણે રસ્તો ના હોવાના કારણે શિક્ષક ચાલતા આવે છે ત્યારે બાર વાગે પહોંચે અને અમોને નીચે બેઠેલા જુએ એટલે કપડા ખરાબ થઇ જાય તો ખૂબ મારે પણ છે કે તમારા કપડા ખરાબ થઇ ગયા છે તમે ખુબ મસ્તી કરો છો અને પછી પાછા એક કલાક બેસે અને દોઢ બે વાગે પાછા નીકળી જાય છે તો અમે કલાકની અંદર શું ભણીયે જેમ કે સાહેબ ખાલી અમને આવીને ખાલી મારતા જ હોય છે કે કપડા ખરાબ થઇ ગયાને સરકાર ખાલી વોટિંગ લેવાના કારણે આવે છે રસ્તા નથી બનાવતી જેથી રસ્તા ના હોવાના કારણે બસ નથી આવતી બાઈકો નથી આવતી એવી રીતે અમારું અમારા છોકરાઓનું ભણતર પણ બગડે છે અને ભણતર પણ બગડી જાય છે ત્યારે અમારે પછી કામ જ કરવું પડે છે મજુરી જ કરવી પડે છે કડિયા કામે જતા હોઈએ પાવડા તગારા જ ઊંચકતા હોઈએ છીએ કેમ કે ગામડામાં રસ્તા ના હોવાના કારણે મજુરી જ કરતા હોય છે જયારે સરકાર રસ્તા ના બનાવતી હોય ત્યારે બસ પણ ના આવતી હોય એટલે અમારે ચાલતા જ ભણવા જવાનું શિક્ષકો પણ ચાલતા આવતા હોય છે ત્યારે અમને રસ્તામાં ડર પણ લાગતો હોય છે ખૂબ જ દૂર જવાનું હોય છે વાહન વ્યવહાર ન હોવાના કારણે અમારે ચાલતા ચાલતા જ જવાનું રહે છે જેથી ખૂબ થાકી પણ ગયેલા હોય છે અને અમારે ભણતર પછી અધૂરું રહી જાય છે અને શિક્ષક છેલ્લે અમોને એવું કહે છે કે તમે કંઈ કામના નથી તમે હવે કંઈ આગળ કરી નથી શકવાના તમે નથી ભણી શકવાના તમે શું કરશો તમારે તો મજૂરી જ કરવી પડશે પણ અમે પણ શું કરીએ રસ્તા ના હોવાના કારણે શિક્ષકો પણ એક આજે આવે છે તો એક બે દિવસના આવે ત્રીજા દિવસના આવે એવી રીતે આવે તો પછી અમે શું ભણીએ અમને શીખવાડે શિક્ષકો તો અમે શીખીએને અને અમે પછી શું શીખવાના કારણકે જ્યારે શિક્ષક જ ન શીખવાડે ત્યારે છો બાળકો શું કરે બાળકો તો ખાલી રમત જ રમે બીજું તો શું કરીએ રમત સિવાય તો છોકરાઓને બીજું કંઈ આવડે નહીં જાતે જાતે કે છોકરૂ કે હું ભણી લઈશ કે તો પ્રોસેસ પૂરો થાય જ ના ના કેમ કે બાળક છોકરા હોય છે એટલે એને તો રમત રમત ગમતમાં લાઈન વધારે હોય છે એને ભણવાનું નામ તો હોય એવી રીતે એ ફેલ પણ થઈ જાય છે જયારે એના ઘરે પણ ખૂબ મારતા હોય છે કે તું તમે ભણવા નથી જતા એટલે ફેલ થાય છે આજે બીજાના છોકરાઓ શહેરમાં જઈને જુઓ કઈ રીતે પાસ થઈ અને મીઠાઈઓ વેચે છે એ રીતે આપણને ઘેર ખૂબ જ મારતા હોય છે પછી આપણે માર ખાવો પડે છે